આપણે કદાચ કોઈ અન્ય ભાષા બોલાતી હોય એવા રાજ્યમાં આપણે પ્રવેશ કરીએ ટ્રાવેલિંગ કરીએ તો એમાં થોડી મુશ્કેલી તો પડે જ છે મુસાફરીમાં પણ આપણે આપણે કશું કોઈ કોઇની મદદ લઈએ કે જેને બંને લેન્ગ બંને ભાષા આવડતી હોય એવા લોકો કદાચ ત્યાં મળી જાય તો એમની મદદ લઈ શકીએ છીએ અથવા આપણે જે જેસચર્સ જે આપણે કહીએ કે ઇશારાથી આપણે એકબીજાને કશ કશું સમજાવવું હોય તો એ સમજાવી શકીએ છીએ કે આપણે અત્યારે ઇંગ્લિશ તો છે જ કે ઇંગ્લિશ તો મોટાભાગે બધાને આવડે જ છે તો આપણે ઇંગ્લિશ લેંગ્વેજનો સહારો લઈએ છીએ કે ભાઈ કોઈને ઈંગ્લીશમાં ફાવે તો એ આપણે થોડુંક અ થોડા વર્ડસ ઈંગ્લીશના યુસ કરી સામેવાળાને સામાવાળાને આપણે એને સમજાવી શકીએ છીએ કે છે કે અમે આવું કહેવા માગીએ છીએ કે અમને આવું હેલ્પ જોઈએ કે અમને મદદ જોઈએ કે આપણે એવી રીતે નવી મુશ્કેલીઓનો સામનો કરી શકીએ છીએ